અમારા વિસ્તારમા હું જે વિસ્તારમા રહું છુ તે એક આદિવાસી વિસ્તાર છે જ્યાં લોકો ની આદિવાસી પહેરાવ વિશે કહીએ તો તેઓના ગમછા ધોતી અને દાંતરડું પછી અને બિરસા મુંડાને માનતા હોય છે આ દિવસે દિવસે લોકો ખૂબ જ ઉત્સાહથી મનાવતા હોય છે અને તેઓનું આ હસ્તકલા ફિલ્મોમાં પણ જોવા મળે છે ફિલ્મોમાં પણ બધું આ વસ્તુ આવતી હોય છે અને જાહેરાતોમાં પણ આવતી હોય છે તેઓનાં સાધનોની વાત કરીએ તો એક તો એ લોકોના હાથ તો હાથમાં તલવાર હોય છે બાણ હોય છે અને તેને તેને જાહેરાતોમાં સોશિયલ મીડિયા પર ફેસબુક પર ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર વગેરે શેર કરે છે અને ફોટાઓ મુકતાં હોય છે લોકો આ બધી વસ્તુઓ મુકતાં હોય છે અને તેને તેનું તેનું બળદ ઉપર બેસવા બેસીને તેઓ એક જગ્યાથી બીજી જગ્યા જતા હોય છે પહેલાંના જમાનાના લોકો અને ઘણી બધી બાબતો માટે આદિવાસી લોકો એ એમનું આ એક સન્માન રીતે સૂચવે છે અને ઘણી બધી બાબતોનું ધ્યાન રાખે છે આ બધી બાબતો ફિલ્મોમાં આવતી જોવા મળે છે એમને પિક્ચરો પણ ઉતારે છે અને અને ટૂંકા ટૂંકા શોર્ટ વિડિયો પણ આવે છે જેથી લોકોનું ધ્યાન આદિવાસી આદિવાસી દિવસ માટે આકર્ષાય છે અને ઘણી બધી બાબતો ઉપર ધ્યાન આપે છે વગેરે કરવામાં આવે છે હસ્તકલા એ આદિવાસીઓની ખૂબ જ અનોખી વસ્તુ છે એમ કહીએ તો ચાલે